હા વાત કરી રહી છું અચ્છા અચ્છા જો નૉર્મલી અમે ત્રણ પ્રકારની સર્વિસ પ્રોવાઇડ કરીએ છે બોડી મસાજ હેર ટ્રીટમેન્ટ અને નોર્મલ મસાજ જે હોય તે બધી પ્રોવાઇડ કરીએ છીએ એમાં મસાજમાં ત્રણ પ્રકારનાં મસાજ પ્રોવાઇડ કરીએ છે હર્બલ મડ અને ચોકલેટ જે હર્બલ મસાજ છે એની નોર્મલ પ્રાઇસ એઇટ હંડરેડ છે આઠસો રૂપિયા જેને કંપ્લીટ થવામાં અડધા કલાક જેટલો ટાઇમ લાગે છે એના સિવાય મડ મસાજ છે જે જેની પ્રાઇસ છે નવસો રૂપિયા અને એને કંપ્લીટ થવામાં એક કલાક જેટલો ટાઇમ લાગે છે એના અલાવા જે ચોકલેટ મસાજ છે એની અંદર ચોકલેટ રિલેટેડ એની ઇન્ગ્રેડીન્ટ્સનો યુઝ કરીએ છે તેની પ્રાઇસ પંદરસો રૂપિયા છે અને એ કંપ્લીટ થવામાં એક કલાક અને એક કલાક ને ત્રીસ મિનિટ જેટલો ટાઇમ લાગે છે ત્યાર પછી અમે હેર સ્પા રીલેટેડ ટ્રીટમેન્ટ કરીએ છે જેથી આયુર્વેદિક પ્રોપર ટ્રીટમેન્ટ હોય છે અરીઠા એલોવીરા એ બધાનો યુઝ કરીને અમે ટ્રીટમેન્ટ પ્રોવાઇડ કરીએ છીએ પણ એ ટ્રીટમેન્ટમાં થોડો વધારે ટાઇમ લાગે છે પંદર એક દિવસ જેવો કારણકે આયુર્વેદિક છે તો આયુર્વેદિક ઓન ધી સ્પોટ રિઝલ્ટ પ્રોવાઇડ ના કરે એમાં થોડો ટાઇમ લાગે છે તો એના રિલેટેડ થોડો ટાઇમ લાગે એના અલાવા બોડી મસાજ છે બોડી બોડી મસાજ પણ અલગ અલગ છે અલગ અલગ તેલ બેઝ પ્રોવાઇડ કરવામાં આવે છે તે તમારે અહિયા આવીને તેની પ્રોપર ટ્રીટમેન્ટ કઈ રીતના છે તે જાણવું પડે કારણકે તેમાં વધારે ઇન્ગ્રેડીયન્સનો યુઝ હોય છે તો કઈ રીતના અમે કરીએ છીએ એની સર્વિસ જો તમારે પ્રોપર જાણવી હોય એની સર્વિસ તો તમે મને વોટ્સપ ઉપર હાઇ કરીને મેસેજ પ્રોવાઇડ કરજો અને પેલા તમારે અપોઇમેન્ટ લેવી જરૂરી છે કારણકે અહીં ટ્રાફિક બેઝ વધારે હોય છે મારે ત્યાં તો તમારે પહેલાં અપોઇન્ટમેન્ટ લેવી પડશે પછી હુ જે તમને ડેટ કહું એ ટાઇમે તમારે આવવાનું રહેશે જો તમે એ ટાઇમમાં થોડોક બી આગળ પાછળ થશો એટલે કે અડધી કલાક આગળ પાછળ થશો તો તમને એ ટ્રીટમેન્ટ આપવામાં નહીં આવે કારણ કે પછી હું એ ટ્રીટમેન્ટ પછી આપવામાં નહીં આવે એના અલાવા કોઈ ઇન્ક્વાયરી હા હા જો તમારે પ્રી બૂકિંગ ચાર્જિસ કરવું હોય તો નોર્મલ ચાર્જિસ છે કોઈ બી તમે જે બી મસાજ તમે ચૂસ કરો એના ટેન પર્સેંટેજ આપવાનું રેહશે જો તમારે એ ટેન પર્સેંટેજ ઇન્ કેસ તમે ત્યાં આવીને ના લો એ મસાજ તમે કેન્સલ કરાવો તો એ રિફંડએબલ છે અત્યારે અમારે ત્યા ઓફર પણ ચાલુ છે કોઈ બી તમે મસાજ કરાવો એક સાથે જો તમે એકથી વધારે વ્યક્તિ મસાજ કરાવો તો તમને ટવેન્ટી ફાઇવ પર્સેંટેજ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે અચ્છા ના પનસી ને સેમ ટાઇમે નહીં મળી શકે મેડમ તમારે એક સાથે બે વ્યક્તિ એક સાથે એટ ધ ટાઇમ કરી શકશો તો તમારે ટાઇમ સિડયુલ અલગ અલગ થશે હા એક દિવસમાં થઈ જશે હા થઈ શકશે અધા અત્યારે તમારે વધારે માહિતી જોઈતી હોય તો તમે મને વોટ્સએપમાં હાઇ કરીને મેસેજ કરી આપો હા હા જે કંઈ બી ઓફર છે જે કંઈ છે બધું હું તમને વોટ્સઅપ કરી આપું તમે મને મેસેજ કરી આપો હા થેન્ક યૂ ઓકે